શ્વાસ પર ગાવ કાબૂ અને તેની ગાવામાં મદદ માટે તો શ્વાસ પર કાબૂ માટે આપણે બ્રિધ બ્રિધિંગ બ્રિધિંગ ડીપ બ્રિધિંગ લેવા પડે ઊંડા શ્વાસ એના માટે સવારે પ્રાણાયામ કરવા પડે વેલા ઊઠવું પડે બને તો ચાર વાગે વેલા ઊઠીને કરવા જોઈએ પછી સંગીતમાં મ્યુઝિકમાં પ્રેક્ટિસ કરવી જોઈએ હાર્મોનિયમ વગાડવું જોઈએ એના પર સારેગામ પધનિસા સાસારે સા સા સા સા સારેગ સા સારે ગ ઇ ગાવું જોએ પછી જે રાગ છે તો રાગની પ્રેક્ટિસ કરવી જોઈએ લય અને રિધમ એની હંમેશા સવારે વહેલા ઊઠીને બને તો ચાર વાગે પાંચ વાગે છ વાગે ઊઠીને આપણે રોજે પ્રેક્ટિસ કરવી જોઈએ સા સા સા રે સા સારે સા સારે ગ રેસા સાસા સારે ગરેસા સા પધની પધ એવી રીતના આપણે ગાવું જોઈએ અને યોગા કરવા જોઈએ યોગમાં ડીપ બ્રિધિંગ શ્વાસ લેવો ઊંડો શ્વાસ લેવો રોકવો કુંભ રેચક એવી પ્રક્રિયા અને શ્વાસ રોકવાની ને પછી ધીમે ધીમે શ્વાસને બહાર કાઢવાનો યોગીક પ્રક્રિયા પણ કરવી જોઈએ યોગ દ્વારા હંમેશા શ્વાસ અને હેલ્થ બને સારું રહે છે માટે ઊંડા શ્વાસ લેવાની હંમેશા સવારમાં પ્રેક્ટિસ કરવી જોઈએ ઘણાં બધાં આસન આવે છે તે આસન કરવા જોઈએ ઘમરીના જે આવે છે તો એ જે આસન યોગના આવે છે તે પણ કરવાં જોઈએ ગીત ગાવા જોઈએ જે આપણને ગીત ગુજરાતી અથવા હિન્દી અથવા જૂના ગીત જે ગીત આવડતા હોય તે ગીત આવડવા જોઈએ હું અહીં રાસટી શાળા સામે રાજકોટમાં સવારમાં નવ આઠ પચાસથી નવ પચીસ મિનિટ સુધી હાર્મોનિયમની પ્રેક્ટિસ કરું છું પછી સાડા દસથી સાડા અગિયાર સોની બજારમાં કુમુત્સરનું સે જે કબીર આશ્રમ છે તેમાં હું પ્રેક્ટિસ કરવા જાઉ છું આવી રીતના હું પ્રેક્ટિસ કરતો રહું છું પછી ક્યારેક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ દરમ્યાન પણ ગીત ગાઉં છું અથવા તો અહીં અમારે જાહેર પોગ્રામ હોય તો એમાં ફી ભરીને પણ ગીત ગાઉં છું હિન્દી જૂના અને એક અમારે બેન છે મેડમ એમના ઘેરે પણ હું પ્રેક્ટિસ કરવા જાઉં છું સુ નીલા બેન નીલાબેન ચંદારાણા એમને ઘેરે પણ હું પ્રેક્ટિસ કરવા જાઉં છું એટલે મને યોગની અને શ્વાસની યોગની અને રિધમ અને સારેગમ પધનિસા તેમાં જે રાગ હોય છે ભૈરવી ભોપાલી તો એની પ્રેક્ટિસ કરવામાં આવે છે મેં અગાઉ તબલાઓની પણ પ્રેક્ટિસ કરેલી છે ધા ધીન ધીન ધા ધા ધીન ધા ધા તીન તીન તીન ધા ધીન ધા ધીન એવી રીતના મેં એક વર્ષ તબલાની પણ પ્રેક્ટિસ કરેલી છે અમે બાળપણમાં મારા ફાધર મારા બાપુજી ગરબી કરાવતા તો ગરબીમાં અમે તબલા વગાડતા અને અમે રાસ રમતા એવું બધું અમે બચપણમાં કરેલું છે એટલે અમને તબલા વગાડતા નાચતા કૂદતા રાસ રમતા ગીત ગાતા આવું બધુ પ્રાથમિક જ્ઞાન અમારી પાસે છે એટલે હંમેશા ઊંડા શ્વાસની તો આપણે ગમે ત્યારે પ્રેક્ટિસ કરી શકીએ છીએ આપણે હાલતા ચાલતા આપણને જ્યારે યાદ આવે આપણે બાઇક ચલાવતા હોઇ તો પણ આપણે પ્રેક્ટિસ કરી શકીએ છીએ આપણે ઓફિસમાં બેઠા હોઇ તો પણ આપળે ઓફિસમાં બેઠા હોઇએ તો પણ આપણે પ્રેક્ટિસ કરી શકીએ છીએ એટલે આપણે પ્રેક્ટિસ કરતાં રહેવાય યોગમાં કુંભક રેચક એવી રીતના શ્વાસ લેવો ધીમે ધીમે શ્વાસ રોકવો અને પછી શ્વાસને છોડવો એવી રીતના યોગમાં પ્રાથમિક પ્રક્રિયા કરવામાં આવે છે માટે આપણે હંમેશા શ્વાસને તો આપણે રોકી અને ધીમેથી લેવાનો પછી રોકવાનો પછી ધીમેથી છોડવાનો અને આવી પ્રેક્ટિસ કરવાથી આપણને એવી કુદરતી પ્રેક્ટિસ આવડી જાય કે આપણે બાઈકમાં કે ગમે ત્યાં ચાલીને જતા હોઇએ તો આપણે એને દુર્ગંધ આવે તો આપણે નાક દબાવવું પડતું નથી પરંતુ ઓટોમેટિક આપણા નાકમાં શ્વાસ રોકાઈ જાય છે એટલે દુર્ગંધથી આપણે પસાર થઈ જઈએ પછી આપણે ધીમેથી પાછા શ્વાસ લઈ શકીએ આ પણ એક પ્રક્રિયા છે પ્રેક્ટિસ છે અને આ પણ આપણી હેલ્થ અને સ્વાસ્થ્ય માટે આપણને કાયમી ઉપયોગી આવે છે એટલે શ્વાસને હંમેશા વહેલા ઊઠીને આસન પાથરી અને આસનમાં બેસીને પછી ઊંડા શ્વાસ લેવાની પ્રક્રિયા કરવી જોઈએ જેનાથી આપણને હેલ્થ સારું રહે મગજ માનસિક જે જે લોહીનું પરિભ્રમણ થાય છે તે પરિભ્રમણ લોહીનું સારી રીતે થાય છે એટલે આપણને ભવિષ્યમાં આ શ્વાસની પ્રેક્ટિસથી હાર્ટ અટેક આવતો નથી બીપી વધતું નથી માનસિક શાંતિ રહેશે માનસિક વિકાસ થાય છે આપણને યાદ શક્તિ વધે છે અને સવારમાં વહેલા ઉઠીને આ શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરવાથી સવારમાં કુદરતી રીતે ઑક્સીજન વધુ હોય છે માટે આપણને ઑક્સીજન સારો મળે છે જેનાથી આપણી તંદુરસ્તી ચોક્કસ વધે છે તંદુરસ્તી સારી રહે છે અને આખો દિવસ સવારમાં આપણે શુદ્ધ ઓક્સિજનના બાટલાનો જે શ્વાસ લઇએ છીએ જેનાથી આપણને આખો દિવસ સ્ફૂર્તિ રહે છે એટલે આપણે સ્ફૂર્તિ મય આખો દિવસ હેલ્દી અને યુવાનો જેવો તરવરાટ જેવુ તરવરાંટ વારુ જીવન અને દિવસ પસાર કરી શકીએ છીએ માટે આપ બધાને મારી વિનંતી છે કે આપ બધા આવી રીતના હંમેશા પ્રેક્ટિસ કરો શીખો અને આ કોઈ એટલી બધી અઘરી કે હાર્ડ વસ્તુ નથી કે જે ના આવડે એ સામાન્ય માણસને અને સામાન્ય માણસને પણ આવડી જાય માટે શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઘર બેઠા કરવી જોઈ જે હેલ્થ માટે ને તંદુરસ્તી માટે બહુ જ સારી છે જય હિન્દ જય ભારત આભાર